ગુજરાતની સંસ્કૃતિમાં તમને બધાને ખબર જ હશે કે મોસ્ટલી અહીંના ગુજરાતી જે લોકો છે એ ધંધો કરવા માટે જ પ્રખ્યાત છે ધંધા કરવા માટે એ લોકોની જે ડેરીંગ છે એવી તમને બીજા કોઈ લોકો પાસે નહીં મળે એ લોકો નોકરીમાં માન્યા જ નથી અને વર્ષોથી બધા સંયુક્ત પરિવારમાં રહ્યા છે એટલે એ લોકોને એનો પુશઅપ જ કંઈક અલગ છે કે સાથે સાથે એક વાર ધંધાકીયમાં ધંધાકીયમાં એક વડીલે ચાલુ કર્યું એની સાથે એના જેટલા પરિવારના લોકો છે એ બધા જ એમાં સપોર્ટ આપીને એના ધંધાને ઓલ્વેજ ટોપ ઉપર લઈ જવામાં જાણીતા છે અને ગુજરાતી વાણિયા તો તમને ખબર છે કે કોઈની અન્ડરમાં રહીને નોકરી કરવામાં માન્યા જ નથી ગુજરાતમાં તો મેઇન બે છે વ્યવસાય કે જે કાપડ અને ડાયમંડ કાપડની તો શું વાત કરું તમને ગુજરાતના દરેકે દરેક રાજ્યમાં અલગ અલગ જાતનું કાપડ વણાય છે અને દરેકે દરેક કાપડ આખા ભારતમાં તો ઠીક પણ વિદેશમાં પણ એટલું પ્રખ્યાત છે દરેક વિદેશના લોકોને પણ એ બધું કાપડ ખરીદવા માટે પણ ગુજરાત જ આવું છે અમદાવાદ પણ ગુજરાતમાં કાપડ માટે પ્રખ્યાત છે અને સુરતની તો વાત જ શું કરું સુરતનું કાપડ તો તમને જેટલું બી જણાવીએ જેટલી નવી નવી વેરાઇટી જણાવીએ એટલી ઓછી છે અને સુરત તો ઓલ્વેઝ ડાયમંડ માટે બી પ્રખ્યાત છે સુરત તમને ખબર હશે કદાચ બ્રિટિશર્સ જ્યારે પણ આવ્યા ઈન્ડિયામાં ત્યારે પહેલાં સુરત બાજુથી જ આવી શક્યા હતા અને સુરત તો મુંબઈથી બી નજીક છે એટલા માટે તો સુરતનો ગ્રોથ જ કંઈ અલગ છે મુંબઈવાસીઓ પણ એમ માને છે કે સુરતમાં જઈને આપણે આ બિઝનેસ કરીશું તો આ આગળ આવશે ડાયમંડમાં બી એ લોકો જંપલાવવા માંગે છે કાપડમાં બી જંપલાવવા માંગે છે અને અમદાવાદ અને સુરતની તો વાત જ શું કરું કે કાપડમાં નંબર વન છે એટલે દરેક જણને ગુજરાતમાં આવીને પોતાનામાં વ્યવસાયમાં આગળ વધવું છે અને હવે હા એમાં આ વ્યવસાયમાંથી લોકો બહાર આવ્યા છે જેમ કે પરિવારના જે યુવાનો હતા કે યુવતીઓ એ લોકો જેમ જેમ આગળ જઈને વિદેશમાં ભણતા થયા અને નવા નવા ફિલ્ડની જાણકારી લીધી એ સાથે જ એમને એવું થવા માંડ્યું કે આપણે હવે નવા નવા વ્યવસાયમાં આગળ વધવું જોઇએ તો ઘણા બધા લોકો એવા છે જેણે નવા વ્યવસાય ચાલુ કર્યા છે પણ તો પણ એ લોકોનો જે બેઈસ છે એ બેઈસ કાપડ અને ડાયમંડમાંથી નીકળ્યો નથી જેમ કે વડીલો છે એ લોકો એ જૂના અને જાણીતા જ વ્યવસાયમાં જ લાગેલા છે અને યુવાનો એ ઘણું બધું નવું પણ ચાલુ કર્યું છે તો આ છે ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત આમાં જ ઓલ્વેઝ મોખરે જ રહેવાનો છે